હા હા હા હા બોલો બસ એકદમ મજામાં આપ બોલો

ઓકે બી એ કર્યું છે ને તો તમારો એમાં કયો સબજૅક્ટ હતો બી એમાં ઓકે

બરાબર ના એટલે એમાં શું એમાં બે વાતો છે એક તો તમે બ બી એ બી એ ક્લીઅર કર્યું બરાબર હવે જો જો તમારે ટીચિંગ ફિલ્ડમાં જ જવાની ઈચ્છા હોયને તો બી એ એક ક્લીઅર થયા બાદ હવે આપણે એમ એ પણ કરાઈ અને બી એ બાદ મીન્સ કહેવાય એ આપણે કહેવાય એમ એ અને મીન્સ એના બાદ બી એડ કરાઈ અને એ બી એડ થયા પછી જે મીન્સ પેલી ટાટની આપણે એક્ઝામ હોય છે ગવર્મેન્ટની એ એક્ઝામ તમે ક્લીઅર થાઓને તો પછી અ તમે સરળતાથી ટીચર મીન્સ થઈ શકો એટલે એક વે આ છે કાં તો પછી એ આપણેએ વેમાં જવું કદાચ ના હોય તો એક વેની મીન્સ વે થોડો હાયર વે વે પણ છે કે જો તમારે અ ગવર્મેન્ટમાં જોબ લેવાની ઈચ્છા હોયને તો એની જી પી એસ જી પી એસ સીની પણ એની મીન્સ એક્ઝામની બધી બધી તૈયારી કરા કરાવતા ઘ ઘણા બધા આપણે કહેવાય કે મીન્સ કોચિંગ સેન્ટરો છે તો ત્યાં પણ જવાય અને એનાથી પણ જવું હોય તો તો એટલે કહેવાય યુ યુ પી એસ સીની પણ તૈયારી થાય એટલે જેવી આપણી ઈચ્છા કે અ યુપીએસસીમાં જાઓ એટલે પછી એમાં થોડો ટાઇમ જાય એમાં લગભગ પાંચ વવવર બરાબ પાંચ સાલ પણ થાય એ એનાથી થોડું મીન્સ મીન્સ વ મીન્સ વધારે પણ થાય એટલે કે તે તે આપણા ઉપર ડીપૅન્ડ છે હમ હમ ના એટલે હવે એમાં શું છે બી એમાં હતો ને એટલે આપણે એક તો એ એ જે એક્ઝામ હોય છે એમાં હોય એમાં વિષય હોય તો ઇંગ્લિશ હોય છે એટલે એક તમારી ઇંગ્લિશ ઉપરની પણ થોડીક પકડ અ હોવી જોઈએ અને એક છે આપણે કહેવાય ક્રિટીકલ થિંકિંગ એટલે કે મીન્સ કહેવાય મેથ્સ એટલે તમારું મીન્સ ગ ગણિત પણ છેને એ પણ થોડુક આપણે મીન્સ પાવરફુલ જોઈએ જો એ બંનેમાં થોડા કાચા હોઈએને તો જે ક્ષેત્રમાં જવું થોડું હાર્ડ છે એટલે એ જો છોડ થોડો કાચો એમાં કાચા હો આપણે હોઈએને તો પછી એના મીન્સ એની જે ઇન્સ્ટિટયૂટમાં જાઓ અને એ લગભગ છ મહિના જેવું થાય પણ ત્યાં આગળ તમે થોડી પ્રેક્ટિસ કરો અને જુદા જુદા બધા એક્ઝામ બ પ પેલું જે હો હોય ને બધા ક્લીઅર કરો તો તો પછી શક્યતા રહે કે મીન્સ અને બેંકિંગ ક્ષેત્રમાં આ આગળ જવાય બરાબર બરાબર બરાબર ના ના છે છે એમ તો સ્પોર્ટ છે આપણામાં જો એવી એવી તાકાત છે કે મા મારે બેંકિંગમાં અ મીન્સ જવું છે તો પછી સ્યૉર સ્યૉર એમાં કોઈ એવો મીન્સ કોઈ બીજો કોઈ પ્રશ્ન જ નથી એમ

ના ના પૂછ પૂછ સ સવાલ જ નથી સવાલ જ નથી ના ના એટલે છે ને એટલે કે મીન્સ એ એ તમે ચિંતા ના કરો તમ તારે બી એ બાદ પણ બહુ હા બહુ બધા સ્કોપ છે બી એ બાદ મીન્સ એ તમે એ તમે ટીચર થઈ શકો છો અને બહુ બધા ફિલ્ડ છે બરાબર છે ઓકે ઓકે ઓકે